ગુજરાત ની વાત કરીએ ત્યારે ગુજરાતમાં સ્થાનિક અર્થતંત્ર એટલે કે માણસોનો રહેવો ગુજરાતની અંદર બહારનાં સ્ટેટના ઘણાંય લોકો આવીને વસે છે સ્થાનિક અર્થતંત્ર ગુજરાતનું દિન બ દિન વધતું જાય છે સ્થાનિક અંત અર્થતંત્રમાં બહારનાં સ્ટેટના યુ પી બિહાર રાજસ્થાન એમ પીથી ઓડિશાથી મદ્રાસથી બધેથી સારા સારા લોકો અહીંયા ધંધાકીય વ્યવસાય માટે આવે છે અહીંયા સ્થાન ગ્રહણ કરે છે ગુજરાતનું સ્થાનિક વ્યવસ્થા દિન બદિન વધતું જાય છે પ્રગતિ કરતું જાય છે હાલ ફિલહાલ આપણે જોવા જઈએ ગુજરાતમાં ઘણી ખાસી પબ્લિક બહારથી આવી છે અત્યાર સુધી તો ન હતી હવે ગુજરાતમાં સ્થાનિક વ્યવસ્થા વધતી જાય છે દિન બ દિન